કાકા જરા વાઇન આપજો ને બે મારી ઉંમર તો જુઓ ને કાકા હું બાવીસ વર્ષનો દેખાતો છું તમે અરે કાકા જો ને આ દાઢી મૂંછ કંઈ એમ જ થોડી ઉગી છે કાકા અરે કાકા એવું તો હાઇટની પ્રોબ્લેમ તો બધાની જ હોય છે હવે તમને શું પ્રૂફ જોઈએ છે એ બોલોને શું પ્રૂફ જોઈએ છે એ બોલો ને અમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ બધું જ છે તમે માગો તો ખરા અરે કાકા અરે કાકા કેવી વાત કરો યાર તમે અગર દારૂ પીવા આવીએ તો અહીંયા પપ્પા જોડે કોણ વાત કરાવતું હોય અરે કાકા અઢાર પ્લસ છું જ તમને પ્રૂફ બી આપું છું હજી શું જોઈએ છે હા હા કાકા બોલો આપી દો ને મારે બાવીસ વર્ષ છે ઉંમર આપી દો ને કાકા હવે એમાં શું કરો છો અરે કાકા બાવીસ વર્ષનો છું ને આધારકાર્ડમાં મારી બર્થ ડેટ પણ છે તમને બતાવી દઉં છું અરે કાકા હવે હું કરું હાઇટ નથી વધી તો મેં શું કરું હવે સ્કૂલમાં હતો ત્યારે બી નાનો જ હતો અને મોટો થયો તો બી નાનો જ રહી ગયો આપી દો ને

અરે કાકા હાઈટ જોઈને તમે ઉંમરના અંદાજો કઈ રીતે લગાવો મારો આધ આધારકાર્ડ કાઢીને આપું તો છું તમે જોઈ તો લો આધાર કાર્ડ નકલી નીકળે તો મારા ફ્રેન્ડ જોડે તમને વાત કરાવું અરે કાકા વાલી સાથે શું તમે કહેતા હોય તો આધારકાર્ડ પાનકાર્ડ રેશનકાર્ડ વોટર આઇડી શું શું જોઈએ તમે બોલો હું બધું આપું છું હા લો હા આપી દો ને હવે ચાર પાંચ બૉટલ બ્રાન્ડ તો હવે તમે કેવું એ આપી દો તમને કઈ સારી લાગે આપી દો